ગુજરાતી ભાષાની મુખ્ય વિશેષતા તેનું વ્યાકરણ છે વ્યાકરણની વિશેષતા તેમજ તેના ઉચ્ચારણ માટે ગુજરાતી ભાષાના દરેક શબ્દનો ઉચ્ચારણ તેના યોગ્ય સ્થાને મોઢાની ક્રિયાઓ દ્વારા યોગ્ય ઉચ્ચારણ થાય છે આ રીતે ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે તેમજ તેના દરેક શબ્દના ઉચ્ચારણનું મહત્ત્વ પણ રહેલું છે